તને અત્યારે મારાં શૈક્ષણિક પ્રમાણપત્રોની જરૂર છે અત્યારે તો મને સમય નથી કારણ કે મારે એક બીજી મી જરૂરિયાતની મીટિંગમાં જવાનું છે પણ અગર જો તું તને અત્યંત જરૂર હોય તો હું તને મારા ડીજી લોકરમાંથી બધા દસ્તાવેજો તને આપી શકું છું તો અગર જો તને ડિજી લોકર સરખી રીતે વાપરતા આવડતું હોય તો હું તને મારા ડીજી લોકટ લોકરમાંથી મારા બધા દસ્તાવેજો આપું અને તેનો ઉપયોગ કરી ને તું તારુ પ પ્રેઝન્ટેશન સારી બનાવી બનાવી શકીશ